પચ્ચીસ હજાર એકસો પચાસ આઠ લાખ ઓગણપચાસ હજાર આઠસો નેવું નવ લાખ નવ હજાર નવસો નવ્વાણું દસ હજાર પાંચસો પચાસ એંસી હજાર આઠસો નેવું